હું રસોઈ કરતી વખતે સવારનાં નાસ્તામાં ઉપમા બટેટા પૌઆ આલુ પરોઠા રવાના ચીલા એવી દરેક વસ્તુઓ બનાવું છું આરોગ્યની દૃષ્ટિએ પણ જોઈએ તો ખૂબ પૌષ્ટિક અને અગત્યનું હોય છે નાસ્તો કરવો નાસ્તામા મારી મનપસંદ રેસીપી હું આપને જણાવું તો એ છે વેજિટેબલ ચીલા વેજીટેબલ ચિલ્લાના મુખ્યપણેમાં રવા કે પછી સામોનો ઉપયોગ થાય તેને આપણે બે ચમચી જેટલો નાખવાનો એમાં દહીં નાખવાનું એમાં પાણી નાખવાનું એને ખૂબ જ હલાવીને ફેંટી નાખવાનું ફેંટીને એને પંદરેક મિનિટ સાઈડમાં રાખી મુકવાનું એ થઈ જાય પછી એમાં ધાણાં નાખવાનાં કેપ્સીકમ નાખવાનું ગાજર નાખવાના ડુંગળી નાખવાના ટમેટાં નાખવાનાં બીટ રૂટ નાખવાનું મીઠું નાખવાનું આદુ મરચાંની પેસ્ટ નાખવાની લસણ નાખવાનું સવારે જો આપણે દૂધ જોડે લેતાં હોઈએ તો હિતાવહ છે કે આપણે ડુંગળીનો ઉપયોગ ન કરીએ આયુર્વેદિક દૃષ્ટાંત મુજબ એના સિવાય એ દરેક વસ્તુ થઈ જાય એટલે બધાને મિક્સ કરીએ આપડે મિક્ષ થઈ જાય એટલે બની ગયો છે તૈયાર એક આપણે તવો પેન લઇશું એ પેનમાં આપણે થોડું તેલ નાખીશું તેલ નાખીને એને આપણે એક ચમચામાં ફટાફટ અને સારી રીતના અડધી કલાક મૂકીને પછી એમાં લઇશું અને એને આપણે ગોળ ગોળ જેવી રીતનાં આપણે ઢોસાને ફેરવીએ ગોળ ગોળ એવીરીતનાં એમાં નાખીને પાછી વાટકીનાં મદદથી એને ફેરવીશું એટલે એક સાવ પાતળું લેયર બની જશે ઉત્તપમનું બને ને એ રીતનું તો એ બનાવી રાખવાનું એ થઈ જાય પછી એમાં ઉપરની બાજુ થોડું નીચે ચઢી જાય એટલે ઉપરની બાજુ થોડું તેલ નાખી દેવાનું જેથી બંને બાજુ ચીપકી ન રહે એવી રીતનાં આપણે પછી પાંચેક મિનિટ પછી ધીરી આંચે એને કરીશું ધીરી આંચે કરવાથી એ ક્રિસ્પી બનશે અને ક્રિસ્પી પસંદ વધારે પડતા હોય છે એને પછી આપણે ફેરવી નાખીશું તવાને એ ફેરવાઈ જાય એટલે બીજી બાજુ કરીશું એ રીતના બને તો કરી શકાય એમાં જો આપણે વધારે વઘારનો કે કોઈ નવીન આઇટમથી કરવું હોય તો એમા તેલ એમાં રાઈ જીરું એ મેથીનાં દાણાં એ બધાનો વઘાર કરીને પણ આપણે ઉપર એનો છંટકાવ કરીને વધારે સારી રીતનાં પ્રસ્તુત કરી શકીએ એમ છીએ એ જો વઘાર શક્ય નથી છતાં પણ આવી રીતના પણ આપણે ચિલા જો રોજ બાળકોને કે આપણા મોટાઓને દઈએ તો પણ એ સ્વાસ્થ્યની રીતના પણ બહુ પૌષ્ટિક છે અને ઘણી રીતના આપણું પેટ તરત ફૂલ થઈ જાય છે એટલે તરત સારું બને છે આ હતી મારી રેસીપી